મોરબી જિલ્લાનાં લોકો રોજિંદા જીવનમાં સમાન્ય રીતે ઘણી બધી સમાસ્યાઓ અને મુદ્દાઓનો સામનો કરતા હોય છે જેમાં સૌથી પ્રથમ સમસ્યા તો આર્થિક સમસ્યા કહી શકાય કારણ કે હાલની મોંઘવારી પ્રમાણે આર્થિક સમસ્યા એ પડકારરુપ છે એ જ રીતે આરોગ્યને લગતી સમસ્યાઓનો પણ અં થોડો સામનો મોરબીની જનતાને કરવો પડતો હોય છે એ જ રીતે યોગ્ય રોડ રસ્તા એજ રીતે શિક્ષણ પ્રાથમિક શિક્ષણની જે વ્યવસ્થા પૂરતાં પ્રમાણમાં હોવી જોઇએ સરકારી ધોરણે એમાં થોડો બદલાવ લાવવાની જરુર છે એ જ રીતે અ મોરબીમાં એની સુખાવ એના જીવનના પડકારોની અંદર સારા રોડ રસ્તા મળે અને જીવન સુખાકારી થાય એટલા માટે એને સ્કીલ પહેલાં તો સ્કીલ નથી લોકો પાસે જો લોકોને સારી રીતે સ્કીલ શીખવવામાં આવે અથવા એ જે નાના મોટા ધંધા કરે છે એને અપડેટ કરવામાં આવે તો એ નેતાઓ પાસે એવી અપેક્ષા રાખે છે કે મોટી મોટી બીજી વધારેમાં વધારે ફૅકટરીઓ આવે કોઈ સારા પ્રોજેક્ટ આવે તો એના જીવનમાં એને મદદ મળી જાય એના જે રોજિંદા પડકારો છે એમાં સુખાકારી આવે અને એનુ જીવન યોગ્ય રીતે ચાલે